લગ્ન જેવા મોટા પ્રસંગોમાં પાણીની વ્યવસ્થા માટે આપણે આટલું કરી શકીએ જેમકે પીવાના પાણી માટે મોટી વીસ લીટરોની બોટલો આવે એ મંગાવી શકીએ અને બીજા વપરાશ માટે આપણે બારથી પાણીના ટેન્કરો પણ મંગાવી શકીએ અને જો વરસાદના પાણીનું સ્ટોરેજ હોય એટલે કે અન્ડરગ્રાઉન્ડ ટાંકાઓ હોય તો આપણે એનો પણ ઉપયોગ બીજા વપરાશ માટે કરી શકીએ અને આવું બધું ધ્યાન રાખીએ તો આપણી પાણીની વ્યવસ્થા આવા મોટા પ્રસંગોમાં ખૂબ જ સારી રીતે જળવાઈ શકે